જીએસટીની ચુકવણી ઓનલાઈન કરવા માટેની પ્રક્રિયા એક જીએસટી પોર્ટલ પર લૉગિન કરો એચ ટી ટી પી એસ ડબલ ફ્લેસ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસટી ડોટ જી ઓ વી ડોટ આઈ એન ઇન ફ્લેસ બીજો પોઈન્ટ રિટન વિભાગમાં જાઓ એટલે કે મેનૂમાંથી રિટન પસંદ કરો અને જી એસ ટી આર થ્રી બી અથવા જી એસ ટી આર વન જેવું ફોમ પસંદ કરો આયાત કરેલી વસ્તુઓ તેના પર લાગતા આઈજીએસટીની વિગતો દાખલ કરો ચુકવણી કરો તમારી વિગતો ચકાસ્યા પછી મેક પેમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો ચુકવણી નેટ બેન્કિંગ એટલે કે એનઈએફટી એસ આરટીજીએસ અથવા એકાઉન્ટ ડેબિટ જેવા વિકલ્પોથી કરી શકાય ચુકવણી પાવતી મેળવી લેવી ચુકવણી બાદ પાવતી જનરેટ થશે જેને તમે ડાઉનલોડ કરીને સાચવી શકો રિટન ફાઇલ કરો ચુકવણી સફળ થયા બાદ તમે રિટન ફાઇલ કરી શકો છો જરૂરી દસ્તાવેદો અને માહિતી અને સમય મર્યાદા જાણીને સમયસર જીએસટી ચુકવણી કરવાની હોય છે